ગુજરાતમાં વ્યવસાયો બજાર અર્થતંત્રમાં ઘણા ફેરફારો થયા છે જેમ કે પહેલા ગુજરાતમાં પામુલ્યન તેલ અને કપાસિયા મળતું હતું પણ અત્યારે જાતજાતના તેલ આવી ગયા છે ફોર્ચુન સનફ્લવાર વગેરે એવા ઘણા બધા તેલ આવી ગયા છે ગુજરાતમાં ઘણા બધા ફેરફારો થયા ટેક્નોલોજીમાં ફેરફારો થયા પછી ઘણી બધી વસ્તુઓમાં ફેરફારો થયા ટેક્નોલોજીમાં કેમેરા મોબાઈલ કોમ્પ્યુટર ટીવી ટીવી પહેલાના જમાનામાં ડબ્બા જેવી નાની સરખી ટીવી આવતી હતી અત્યારે આપણે બહુ મોટી અને દાખલા તરીકે લાંબી ટીવી આવે છે આપણે આ લાકડા જેવા હોય છે તેવા તો અત્યારે કોમ્પ્યુટર આવી ગયા કોમ્પ્યુટર પહેલા ટીવી જેવા જ અત્યારે કોમ્પ્યુટર ટીવી એ બધી વસ્તુઓ ખૂબ સારી આવે છે અત્યારે નવા નવા મોબાઈલ નીકળે છે ટેક્નોલોજીમાં ખૂબ સારા નવા નવા મોબાઈલો નીકળે છે ખૂબ સારી વસ્તુઓ નીકળે છે આવા બધા ઘણા બધા ફેરફારો થયા રાશનના સામાનમાં ઘણા ફેરફારો થયા તેલના સામાનમાં ઘણા ફેરફારો થયા ચોખાના સામાનમાં ઘણા પહેલાના જમાનામાં બધુ ડુબ્લિકેટ મળતું અત્યારે અડધી તમે કંપનીની વસ્તુ લો તો એ તમને સુરક્ષિત અને તમને લાંબા સમય સુધી ટકાઉ વસ્તુઓ મળે અત્યારે તમને નવું નવું ઘણું બધું બજારમાં આવી ગયું છે નવી નવી વસ્તુઓ આવી ગઈ છે આ બધા વસ્તુઓનો ખૂબ ગુજરાતમાં બધી વસ્તુઓનો ખૂબ વિકાસ થયો છે